ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી આવવાની હોય ત્યારે જ્યાં સુધી આચારસંહિતા ના લાગે ત્યાં સુધી ખૂબ જ જોર શોરમાં ચૂંટણીના પ્રચાર થતા હોય છે સભાઓ રેલીઓનું આયોજન થાય છે સાથે ચા નાસ્તાના જમણવાર તેમજ રેલીઓમાં જોડાવા માટે વાહનોમાં પેટ્રોલ ડીઝલ જે તે પક્ષ દ્વારા પ્રચાર માટેના બેનરો ટી શર્ટ ટોપીઓ કિ ચેઈન વગેરે વેચવામાં આવે છે જેમાં નાગરિકો પ્રચાર અને મતદાન દિવસે ઉત્સાહભેર ભાગ લે છે